મારું નામ આકાશ ચુવાણ છે અને હું જે વિસ્તારમાં રહું છું એનું નામ અમદાવાદ છે અમદાવાદ નામ સંભાળતા જ લોકો ઝુમી ઉઠે છે અમદાવાદનું પ્રાચીન નામ લોક કદાચ જ લોકોને ખબર હશે અને અમદાવાદનું પ્રાચીન નામ કર્ણાવતી છે અમદાવાદમાં આમ તો જોવાલાયક સ્થળો બહુ જ બધા છે જેમાં મુખ્યત્ત્વે રિવરફ્રન્ટ કાંકરિયા લેક જગન્નાથ મંદિર એ બધાનો સમાવેશ થાય છે હું જ્યાં રહું છું એ વિસ્તારની આસપાસ રિવરફ્રન્ટ અને કાંકરિયા લેક આવેલું છે રિવરફ્રન્ટ ઉપર ફરવાલાયક સ્થળો પણ બહુ છે રિવરફ્રન્ટમાં અત્યારે જ અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રિવરફ્રન્ટ પર સી પ્લેનની પણ સુવિધા છે જે તમને અમદાવાદથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી જયાં સરદાર પટેલનું સ્ટૅચ્યુ ઉભું છે ત્યાં સુધી તમને સફર કરાવે છે અત્યારે રિવરફ્રન્ટમાં ક્રૂઝ રૅસ્ટોરન્ટ નામની નદીમાં ક્રૂઝ પણ મૂકવામાં આવી છે આ ઉપરાંત કાંકરિયામાં પણ ફરવાલાયક બહુ સ્થળો છે જેમકે પ્રાણી સંગ્રહાલય બાલવાટિકા એ બધું જોવાલાયક છે આ ઉપરાંત અમદાવાદમાં થિયેટરો પણ બહુ બધા છે તેમ જ સીદી સૈયદની જાળી અડાલજની વાવ એ બધું જોવાલાયક છે એટલે આમ કહેવા જઈએ તો હું જે વિસ્તારમાં રહું છું ત્યાં પ્રવાસીઓને આવવાનું વધારે ગમશે આ ઉપરાંત જગન્નાથ મંદિરમાં દર વર્ષે રથ યાત્રા ઓજ યોજાય છે કે જે બહુ જ ઐતિહાસિક અને ભવ્ય હોય છે રથયાત્રામાં મુખ્ય ત્રણ રથ હોય છે જગન્નાથ ભગવાનનું બળદેવ ભગવાનનું અને સુભદ્રા માતાનું હોય છે આ ઉપરાંત ભોલેનાથ ભગવાનનું પણ ત્યાં મંદિર આવેલું છે તેમજ અમદાવાદમાં એના સિવાય પણ ઘણાં ફરવાલાયક સ્થળો છે જો રાત્રીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધારે માણેકચોકમાં તમને રાત્રે ફરવાની મજા આવે છે